આ એક પુસ્તક કે જે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વાર તો વાંચવું જ જોઈએ અને માત્ર એક વાર નહીં હું તો કહું જ્યારે જ્યારે અમુક પ્રકારના પ્રસંગો તમારા જીવનમાં બને છે જેમ કે કંઈક ખરાબ ઘટના તમારા જીવનમાં બની જાય છે જ્યારે તમને એવું લાગે કે યાર ભગવાને મારા માટે જ કેમ આવું કર્યું મારી સાથે કેમ આવું કર્યું ત્યારે એટલીસ્ટ આ પુસ્તક ખાસ કરીને તમારે વાંચવું જ જોઈએ વાંચવું જ જોઈએ અને વાંચવું જોઈએ અને તે પુસ્તક છે આઈ કે વીજળીવાળાનું મોતીચારો જે મેં એકવાર નહીં મેં અનેક વાર વાંચેલું છે અને જ્યારે પણ વાંચુંને ત્યારે એમ થાય કે નહીં ભગવાન અહીંયા જ છે ભગવાન આપણી આસપાસ જ છે બહુ મોટું પ્રેરણા સ્ત્રોત છે આ પુસ્તક જે આખું છે ને એ ડોક્ટર આઈ કે વીજળીવાળાએ પોતાના જીવનમાં અથવા તો બીજાને આના જીવનમાં પણ અમુક ઘટેલા જે પ્રસંગો હોય તે પ્રસંગોને વાર્તા સ્વરૂપે બહુ સુંદર મજાની રીતે અહીંયા પ્રસ્તુત કર્યા છે ખાસ કરીને પુસ્તકના અંતમાં એક ઘટના છે જે સત્ય ઘટનાઓ છે પેન્સિલવેનીયામાં ઘટેલી કે જ્યાં તેના ટ્વીન ટાવર છે તેમાં પ્લેન અથડાયું હતું પણ કુદરતી એ દિવસે જે લોકો નોકરી કરતા હોય છે તે ટાવરની અંદર તે પૂરતી સંખ્યામાં હાજર જ નોહતા દરેક વ્યક્તિ કદાચ ટ્રાફિકમાં ફસાયો તો કોઈ ક્યાંક બીજા કામમાં ફસાયો તો કોઈ ત્રીજા કામમાં ફસાયો હતો આવું લગભગ ત્યાં એંસી ટકા લોકો સાથે આ ઘટના ઘટી ગઈ હતી બાકી ત્યાંના લોકો સમયની બાબતમાં બહુ પંકચ્યુઅલ હોય જે સમય આપ્યો છે તે સમયે એ ત્યાં પહોંચી જ જાય પણ કુદરતી એ દિવસ કે જે દિવસે ત્યાં પ્લેનની આ ઘટના બની કે જ્યાં અકસ્માત સર્જાયો અને તે ટાવરમાં જેટલા પણ લોકો હતા એ બધા મૃત્યુ પામ્યા હતા તો એ દિવસે ટાવરમાં જેટલા લોકો હોવા જોઈએ એના કરતાં બહુ ઓછા લોકો ત્યાં હાજર રહ્યાં હતા અને તે બધા લોકોને જ્યારે પૂછવામાં આવ્યું તું કારણ કે ભાઈ ત્યારે મોટાભાગના લોકોને કીધું કે ભાઈ ટ્રાફિક સર્જાયો હતો અને એવો ટ્રાફિક સર્જાયો કે એ લોકો એની લાઈફમાં ક્યારે નહોતો જોયો એવો ટ્રાફિક સર્જાયો હતો તો જે લોકો જે ટ્રાફિકમાં ફસાયા હતા ને ત્યારે બધા લોકો એક જ બોલતા હતા કે ભગવાન આ શું આવો ટ્રાફિક હોય આના લીધે તમે અમે લોકો ઓફિસમાં લેટ પહોંચીશું અમારા બોસ અમને ખીજાઈ જશે કોઈ મારે પગાર ઓછો આપશે કોઈ નોકરીમાંથી કાઢી નાખશે બધા લોકો આ જ શબ્દો બોલતા હતા ભગવાનને કોસતા હતા કે ભગવાન તું અમારું શું બગાડ્યું અમે તારું શું બગાડ્યું છે કે તું અમારું બગાડે છે આવો ટ્રાફિક ક્યાંથી થયો અને ખાસ કરીને કે વ્યવસ્થા ઉપર વાત આવી હતી કે કે ભાઈ અમેરિકાની વ્યવસ્થા આટલી ખરાબ કેમ હોય આવો ટ્રાફિક કેમ સર્જાય પણ જ્યારે ત્યાં જે લોકો વહેલા પહોંચી ગયા હતા અને પ્લેન ભટકાયું એ ટાવર સાથે અને ટાવર તૂટ્યો ત્યાં હતા જેટલા લોકો હાજર હતા એ બધા મૃત્યુ પામ્યા કોઈક ઘાયલ થયા ત્યારે એ બધા લોકોને હાશકારો થયો હતો કે જે ત્યાં પહોંચી નહોતા શક્યા કોઈપણ કારણોસર ફસાઈ ગયા હતા કોઈપણ જગ્યાએ એ બધાને ત્યારે હાશકારો થયો હતો તો આ ઘટના કે છે કે ભગવાન તમારી સાથે જે પણ કંઈ કરે છે ને એ તમારા સારા માટે કરે છે એટલે ભગવાન ઉપર ક્યારે કોઈ શંકા ન કરો કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણી સાથે જ્યારે કંઈક સારું થાય છે ને ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ પણ જેવું કંઈ ભગવાન આપણી સાથે કંઈક ખરાબ થાયને તરત આપણને ભગવાનની યાદ આવે કે ભગવાન તે મારી સાથે આવું શું કામ કર્યું મેં ક્યાં કોઈનું કંઈ બગાડ્યું છે પણ નહીં જ્યારે તમારી સાથે કંઈક ખરાબ ઘટના ઘટી રહી છે ને તો એમાં પણ તમે કંઈક સારું શોધો કંઈક સારી ઘટના એની અંદર છુપાયેલી હોય છે હોય છે અને હોય જ છે કોઈપણ ખરાબ પ્રસંગ હોય તમને કંઈકને કંઈક એટલીસ્ટ શીખવીને તો જાય જ છે ને તમને શીખવામાં કંઈ બાકી નથી રાખતા કોઈપણ ખરાબ પ્રસંગ આવે એમાંથી કંઈક શીખ મેળવો છો તો એના માટે પણ ભગવાનનો આભાર માનો કે તે સારું થયું મારા ઉપર આવી મુસીબત આવી જેનાથી મને પણ શીખ મળી અને હું બીજા લોકોને જીવનમાં પણ આ શીખ આપી શકીશ તો એક આ પ્રકારનો એક એટીટ્યુડ છે તે દરેક વ્યક્તિમાં હોવો જોઈએ એટલે ખાસ કરીને મોતીચારો પુસ્તક તે દરેક વ્યક્તિએ એક વખત વાંચવું જોઈએ વાંચવું જોઈએ અને વાંચવું જ જોઈએ વાંચવાથી ઘણું બધું ધરખમ પરિવર્તન તમારા જીવનમાં આવશે અને માત્ર મોતીચારો એક જ પુસ્તક નહીં પણ આઈ કે વીજળીવાળાના જેટલા પણ પુસ્તક છે બીજું એક પુસ્તક છે કાળની કેળીએથી એ પણ ઘણું સરસ મજાનું પુસ્તક છે એની અંદર તે પોતે ડોક્ટર છે ડોક્ટર આઈ કે વીજળીવાળા પિડીયાટ્રીશન છે બાળકોના ડોક્ટર છે એટલે એમને એમના જીવનમાં પોતે પણ એ ગરીબી વેઠેલી છે અને જેટલા પણ ગરીબ દર્દીઓને તમે સાજા કર્યા છે ને એ બધાની પીડાઓને દર્દને અને પોતે જેટલા સંઘર્ષો કર્યા છે ને એ બધાને વાર્તા સ્વરૂપે તે પુસ્તકની અંદર કાળની કેડીએથી એમાં આપ્યા છે એ એ પુસ્તક પણ ઘણું વાંચવા જેવું છે ને એમાંથીને તમને ઘણું શીખવા મળશે એટલીસ્ટ તમને એમ તો થશે જ કે નહીં આપણે કેટલા સુખી છીએ લોકો કેટલી ખરાબ પરિસ્થિતિમાં પણ સારી રીતે જીવતા હોય છે જીવતા આવડતું હોય છે પણ આપણી પાસે કોઈ દુઃખ નથી તો પણ આપણને ફરિયાદોનો જે ઘડો કહેવાય તે ભરાતો જ રહે છે પૂરો થતો જ નથી ટૂંકમાં આ પુસ્તકો વાંચવાથીને તમને ઘણી સારી પ્રેરણા મળશે ખાસ કરીને જ્યારે તમે બહુ લો ફિલ કરતા હશો ત્યારે તમને એક અલગ જ પ્રકારની પ્રેરણા મળશે કે નહીં ભગવાન છે દુનિયામાં ગોડ એક્ઝીસ્ટ તમને વિશ્વાસ બેસી જશે અને કંઈક તમારી સાથે ખરાબ થતું હશે ને તમે એમાં પણ કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરવાનું શરૂ કરી દેશો આ મારી તમને ગેરંટી છે